મારે એચડીએફસી બેંકનું ક્રેડિટ કાડ લેવું છે એના માટે બેન્ક જઈને અમુક ડીટેલ આપવી પડશે અમુક ડોક્યુમેન્ટ જમા કરાવવાં પડશે આના માટે સૌ પ્રથમ તો આવકવેરાનું સ્ટેટમેન્ટ જોઈશે આના માટે હું સોમવારે તારીખ પંદર નવ બે હજાર ચોવીસના દિવસે આવક વેરાની કચેરી જઇશ ત્યાંના કર્મચારીને પૂછીશ કે દર મહિને અમે રેગ્યુલર ઇનકમ ટેક્ષની ઈ ચુકવણી કરીએ છીએ તો તેઓ મને મારા ભરેલા વેરાનું સ્ટેટમેન આપી શકે કે કેમ નહીં આપે તો હું થોડી વિનંતી કરીશ પણ મને લાગે છે કે એ લોકો ના નહીં પાડે પછી એ સ્ટેટમેન બેંકમાં જમા કરાવીશ ત્યાર બાદ જ મને ક્રેડિડ કાડ માટે યોગ્ય ગ્રાહક બેંકવાળા માનશે